મારી જાણીતી અને માનીતી રમત કબડ્ડી છે કારણ કે કબડ્ડી એની જે રમતમાં જે આનંદ આવે છે એ આનંદનો મહિમા અનેરો છે કબડ્ડીને હુતુતુતુ તરીકે પણ ઓળખવામાં આવે છે પણ અમે એને કબડ્ડી તરીકે જ ઓળખીએ છીએ એની અંદર જે સામસામી ખેલાડીઓ હોય છે અને જે એક ખેલાડી કબડ્ડી કબડ્ડી કબડ્ડી બોલતો બોલતો જાય અને સામેના ઘેરામાં જાય છે અને જ્યાં તેની રેખા હોય એને ઓળંગી એને ક્રોસ કરીને આવવાનું હોય છે અને એની અંદર જે સામેના પ જે પક્ષના જે હોય છે પાર્ટિસિપન્ટ એ એને પકડવાનો હોય છે અને જો એને ઉભો ને ઉભો પકડી પાડે અને ક્રૉસ વચ્ચેની રેખા જો ક્રૉસ ન કરવા દે તો એને આઉટ થયેલો જાહેર કરાય અને એ બધાને લઈને ક્રૉસ કરી નાખે વચ્ચેની રેખા તો સામેના જે રહ્યા એ બધા આઉટ ગણાય અને એના જે આઉટ થયેલા લોકો હોય એ સજીવન થાય અને એ રમતમાં જે આનંદ આવે છે એની અંદર તમારું શ્વાસોચ્છવાસની ક્રિયાઓ ઉપર કંટ્રોલ રાખવો સામેના લોકોને પછાડવા એને પકડીને લાવવા એમાં તમારા શરીરનાં બધા કૌશલ્યોનો વિકાસ થયેલો ગણાય એવું માનું છું એટલે મારી રમત છે એ કબડ્ડીની રમત છે જે મને જોવી ગમે છે અને એના કરતાં પણ વધારે રમવી ખૂબ ગમે છે એટલે કબડ્ડી મારી જાણીતી અને માનીતી રમત છે